અમારા વિસ્તારમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે જુદા જુદા પ્રકારના પાક લેવામાં આવે છે જેમાં જુવાર બાજરી ઘઉં ચોખા બધા જ પાક લેવામાં આવે છે વર્ષમાં ચાર વાર પાક લઈ શકાય છે ચરોતરનો પ્રદેશ તમાકુ માટે પ્રખ્યાત છે પાક એ કૃષિનો રોજગાર છે તેની સાથે ઘણા માણસોને રોજીરોટી મળી રહે છે તેન આ ઉત્પાદનમાં મોટે ભાગે કુદરતનો સામનો કરવો પડે છે જેમ કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ગુજરાતના અલગ અલગ પ્રકારના શ્રમ અને રોજગાર છે જેમ કે વિદ્યાલયમાં ક્લાર્ક એકાઉન્ટર પ્રોફેસર લેક્ચરર વગેરે વિવિધ પ્રકારની મિલોમાં વેલ્ડર ફિલટર વોસમેન અને છૂટક મજૂરી કરતા મજૂરો પણ હોય છે ભારતમાં વસ્તીવધારો ખૂબ હોવાને કારણે દરેકને રોજગાર મળતો નથી ટેક્નોલોજીમાં ટીવી મોબાઈલ ફોન ઇંટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા બંને છે